અત્યારે આપણા દેશમાં લોકો ખૂબ જ સ્ટ્રેસમાં હોય છે અને એકદમ કામની ભાગ દોડમાં લાગી ગયા છે એટલે લોકો પોતાનો તણાવ હળવો કરવા માટે કોઈપણ ફિજિકલ ગેમ કાં પછી મોબાઈલ ગેમ રમે છે જેમકે ફિજિકલ ગેમમાં ક્રિકેટ રમે છે તેમાં તેમને ખૂબ જ આનંદ મળે છે અને પછી ફૂટબોલ રમે છે ફૂટબોલમાં પણ ખૂબ જ આનંદ મળે છે તેમને પછી વોલીબોલ બાસ્કેટ બોલ એવા ઘણા મનોરંજન માટે તે ઉપયોગ કરે છે તે રમતો અને મોબાઈલ ગેમમાં પણ ખૂબ જ તે બધા અલગ અલગ ગેમો રમી અને આનંદ કરે છે અને મનોરંજન મેળવે છે અને પોતાનો તણાવ હળવો કરે છે જેમકે મોબાઈલ ગેમમાં કોઈપણ ગેમ રમી શકે છે અને ઘર બેઠા પણ ગેમ રમી શકાય છે જેમકે ચેસ રમી શકે છે લોકો લૂડો રમી શકે છે એ ઘણી ગેમો છે જે જૂની હોય છે તેવી ગેમો પણ રમી શકે છે